આપણે અમારા ગામડે વિસ્તારમાં જીવજંતુઓ તો ઘણા હોય સે માનો કે પોપટ છે કઈ કૂતરો છે સાપ છે કરોળીયા ગરોળી કાનખજૂરા છે પછી વીસી સે અને એમ તો ઘણું ઘણા બધા છે એવી વસ્તુઓ અમુક ચીજ વસ્તુનું ઝેર પણ બનેલું હોય સે અને બેન હા એવામાં ડંખ મારી જાય છે માટે અમે સાવચેતી થી જીવનમાં જીવે છે ગામડામાં રહે છે પણ થોડું ધ્યાન બી રાખવું પડે છે માનો કે જીવ જંતુઓને કાબુમાં રાખવા માટે ઘણો બધો ઉપાય કરવામાં આવે છે માનો લોકોએ વરસોથી અજમાવેલા છે આપણે મચ્છર પૂગતો સાપ કોણ ખાવાનું માટે ઘણું બધુ થાય છે એટલે એની સારસંભાળ રાખવું રાખવી પડે છે માટે અમે સાવચેતીથી જ અમારે જીવવું પડે છે કારણ કે ગામડા વિસ્તારોમાં ધાસ હોય છે કાંઇ જંગલ વિસ્તારો છે માટે અનેક વસ્તુ પણ કરડે છે એના માટે અમારે ધ્યાન રાખવું પડે છે કે મચ્છર અને માખીઓ માંથી કરડે તો એના માટે લિંબુ અને લવિંગ આપડે બે ભાગમાં કાપી નાખવાના પછી તેમાં લવિંગ ચોંટાડી દેવાની આ મિશ્રણ મચ્છર અને માખીઓ ને દૂર રાખે છે અને તુલસીના છોડ હોય એને તુલસીની સુગંધ મચ્છરોને દૂર રાખે છે તેથી બારીની પાસે તુલસીનો છોડ રાખવો જરૂરી હોય સે ને મચ્છર મારવાનો ખીન્ગી ગેતર મોટા ભાગે મચ્છર ધટાડવા માટે ઇલેટ્રિક મશીન વપરાય છે જે મચ્છરોને દૂર રાખે છે અને પોકા મોટડા અને પોખતો માટે ઉપાયો તો માનીએ કે બોરિક પાવડર અને ખાંડ બોરિક પાવડર અને ખાંડનું મિક્ષર બનાવે છે અને પછી પોખતો આવતી હોય એ નાખો પોખતો આ મિશ્રણને ખાઈ જાય અને મરી જાય આદુ અને લસણનું મિશ્રણ આદું અને લસણનું પેસ્ટ બનાવીને મંકોડાઓ આવે તે જગ્યાએ નાખો આ મિશ્રણ મકોડાયોને દૂર કરે છે સાપ માની વાત કરીએ આપણે તો સાપ માટે ઉપયોગી દવાઓ કંથોડિયા છોડ હોય તો સાપને દૂર રાખવા માટે અમે ઘરની આજુબાજુ કંઠોડિયા છોડ વાવ વાવીએ છીએ અને સાપ આ છોડની ગંધને સહન કરી શકતો નથી માટે સાપ ઘરથી દૂર ભાગી જાય છે અને અમે સુરક્ષિત રહીએ છે એના પછી આપણે કહીએ તો સાપમા એમ તો ધ્યાન તો ઘણું બધુ રાખવું જ પડે કોઈબી જીવ જંતુનું પર સાપ માટે કહીએ તો ઉપયોગી એકની આજુબાજુ સફેદ મીઠું એ બી વાપરીએ છીએ અમે સાપ અને સાપ આવે તે જગ્યાએ પર સફેદ મીઠું છાંટી દઈએ જાય મીઠું સાપોને દૂર રાખે સે આટલે એ ઉપયોગ પણ કરીએ છીએ અમે ને પેજર અને લસણનું મિશ્રણ બનાવીએ છીએ એની એક પેસ્ટ બના બનાવો અને તેને પાણીમાં મિક્ષ કરીએ આ મિક્ષર ને સાપ આવતી જગ્યાએ છાંટીએ તો એ સાપ ત્યાંથી દૂર ભાગી જાય છે અને પાસે નહીં આવે ને આપણે ગરોળીની વાત કરીએ તો ગરોળી છિપકલી છે માટે એનો એ આપણે દૂર રાખવું હોયને કરી એમ તેમ કરવું હોય તો આપણે એના માટે જાણીશું કે કાંદાની સુગંધ ગંધ ગરોળીઓને નાથી નથી શકે છે ઘરમાં કાંદાનો ટુકડો રાખીને રાખીએ તો મતલબ કે કાંદાનો ટુકડો રાખી ઘરમાં એને કાપીને તો એ ખાસ ગરોળી છિપકલી છે એ ના આવી શકે ને કો કોફી પાવડર હોય અને તંબાકુ કોફી પાવડર અને તમાકુ મિશ્રિત મિક્સર કરી દઈએ અને તે જગ્યાએ રાખી દઈએ જ્યાં ગરોળી રહેતી હોયને આ મિશ્રણથી ગરોળી દૂર ભાગે એના માટે ગરોળી રહેતી હોય ત્યાં અમે નાખી દઈએ માટે ત્યાંથી ગરોળી દૂર ભાગી જાય છે ને બીજું તો કાચી હળદર હોય એને પાણીમાં પાણીનું હોય ને પા પાણીમાં નાખી દઈએ અને અને પાણીનું મિશ્રણ છાંટવાથી પણ ગરોળી દૂર રહે છે મતલબ એ કે કાચી હળદર હોય એને પાણીમાં નાંખી દેવાની એનું પાણીનું પાણીનું જે જગ્યાએ ગરોળી છાંટ્યું હોય ગરોળી દૂર રહે આ ઉપયોગમાં સામાન્ય રીતે આપણે માનીએ તો સલામત અને અસરકારક માનવામાં આવે છે અને પણ આ ઉપાય આજુબાજુના પર્યાવરણ અને તેના જીવજંતુઓને વધારે ફેરફાર કરી શકે છે ને ચીટી માટે ઉપયોગ ચીટી મતલબ મે અમે અહીં કીડી કહીએ છીએ એટલે કીડી માટેનો કીડી કરડે તો એના માટેનો ઉપયોગ માટે ચણાનો લોટ હોય એને ખાંડ ખાંડમાં ભેળવી દઈએ અને જ્યાં એ કીડી આપણને કીડી આવી હોય એ જગ્યાએ છાંટી દઈએ એટલે કીણી આ મિશ્રણ ખાય એટલે મરી જાય અને આ કીડી વાત કરીએ તો આ કીડી આવી જગ્યાએ આપણે છિકર અને પાણીનું મિશ્રણ કરીને છાંટો ચિટીઓ આ સુગંધથી દૂર રહે એ બે કાંઠા વળે ટીપણીઓ પાવડર કીડીઓનાં માર્ગ ઉપર બે કાંઠા વડે ટીપણી પાવડર બેકિંગ સોડા પેલા અમે ખારી સોડા છાંટવાથી પોતે દૂર રહે છે અને ચોકલી બંદર માટે ઉપાયો કાળી મરી અને પાણી મરીના પાવડરને પાણીમાં મિશ્રિત કરીને સોકલી આવતી હોય એ જગ્યાએ છાંટી દઈએ અને આ ચોકલીઓને ગંધ પસંદ ના હોય અને તે દૂર ભાગી જાએ અને લસણ ને પીપર મિન્ટ લસણ અને પીપર મિન્ટની સુગંધ પણ ખિસકોલીઓને નાથી શકે છે આ વસ્તુઓના અર્કનો છાંડ ઘરના દરવાજાને ખીડકીઓની આસપાસ કરો કરીએ છીએ આપણે

આકર્ષણ માટે ઘરમાં મીઠાઇ અને લીંબ લોટનું મિશ્રણ રાખીએ છીએ બનાવીને તૈયાર જ રાખીએ છીએ તેવા મિશ્રણ તરફ ખેંચાઈને ફસાઈ જાય છે ને કપડા કે ખીણમાં માંકડ રહે મતલબ એ માંકડ ખાટલામાં બી રહે છે રાતે ઊંઘી જઈએને તો અસરતે અમે ઊંઘી જઈને તે વખતે એ લોકો નીકળે છે અને અને કરડે છે તો એના માટે ત્યાં કપૂર કપૂર રાખી દઈએ છીએ અમે અને એનાથી માંકડ દૂર રહે છે ને ઉંદર હોય તો એ ઘણું બધુ નુકશાન કરે છે ઉંદર બી અને ઘરના કોઈ બી કામકાજ હોય કંઈ સાધનો હોય છે વાયરિંગ વસ્તુ હોય કે કઈ ટેપ હોય ડીવીડી કોઈ બી વસ્તુ હોય તો એને અંદર ખેંચી જાય અને વાયરો કટિંગ કરી નાખે તો બધી વસ્તુ બેકાર કરી નાખે છે તો એના માટે અમે કરીએ છીએ ઘરમાં લસણ કે પ્યાજના ટુકડા રાખી દીએ કાપી દીએ અને પછી રાખી દઈએ એનાથી ઉંદર દૂર ભાગી જાય સે કારણ કે તેઓ આ તીવ્ર ગંધને સહન કરી શકતા નહી અને ઉંદર આવતા હોય એ જગ્યા ઉપર મીઠું અને સોડા આપણે બાયકર પ્લેટ આવેને છાંટવાથી તેઓ મરી શકે છે અને પીપરમિન્ટ ઓઇલનો છાંટ ઘરમાં ઉંદર રહેતા હોય સ્થળોએ ત્યાં અમે તીવ્ર સુગંધને ના પસંદ કરે છે એ માટે અમે છાંટી દઈએ છીએ અને આમ તો બોલવા જેવું તો ઘણું બધું છે પણ કોઈ બી વસ્તુ કરતું હોય તો ઘણી બધી અમે દવાઈઓથી મતલબ મે દેશી દવાઈઓ અમે કરીએ સીએ માનો કે સાપ કે એવું કાઈ કરડતું હોય તો એના માટે બી ઘણું બધું બોલ્યાસે અને એવી રીતે દેશી દવાઈઓ મતલબ કે માનો કે કૂતરું કરડે તો પેલા તો અમે કંઇ થોડું ઘણું બરવા ભૂવાઈ હોય કાઈ ઉતારવાનું હોય એ બધું કરડે છે અને એનાથી પછી થોડી ઘણી દવા ગોડી બી કરે સે પર પેલા એવું કરતાં તા પણ અત્યારના સમયમાં એવો સમય આવી ગયો છે કૂતરું કરડે તો આપણે મતલબ પેલા એવું બી કરતાં તા કે સોળ ઇન્જેક્શન ડુંટીની આસપાસ મુકાવું પડે અને કોર્સ ચાલુ રહેશે ફરી બી એનો ઇન્જેક્શન મૂકવા જવું પડે ભાઈ અત્યારે તો કૂતરું કેરે તો ડાયરેક કઈ એક સો આઠની સગવડ છે એમાં કોલ કરી દઈએ કે દવાખાને પહોંચી જઈએ તેમાં ઇન્જેક્શન મૂકે એટલે મટી જાય છે અને પેલા સાપ કે કરડે તો એમા અમારે દેશી જ ઉપાય કરતા હતાં કે દવાખાની સગવડ ઓછી હતી એના માટે સાપ કરડે એટલે કઈ બરવા ભૂવાઈ એ જવાનું થાયે કા તો પહેલાં પેલા રૂમાલ બાંધીએ અને ગરમ પાણીથી ધોઈ નાંખીએ અને બરવા ભૂવાઈ જઇ દેશી દવા કરીએ તો મટી શકે છે પણ અત્યારના સમયમાં એવું કે જ્યારે સાપ કરડી જાયે તો તરત જ અમે એકસો આઠને ફોન કરીએ અને ડાયરેક દવાખાને જવું જ પડે ત્યાં જઈને એમની કાર્યવાહી ગમે તે દવા ગોળી ઇન્જેક્શન આપે આપે એટલે માણસ સાજો થઇ પણ શકે અને અમુક વધારે પડતી અસર થઇ ગઇ હોય તો માણસો ઓફ બી થઇ શકે માટે એનો અમે આ રીતે અમે પેલા કરતાંતાને અત્યારે આવી રીતે કરીએ છીએ